હલો હા બોલો હા છે ને નવી છે તમારે નાની જોઈએ મોટી જોઈએ તમારે જવાનું ક્યારે છે કિલોમીટર ઉપર થાય ત્યાં જતા કેટલા કિલોમીટર થાય એ રીતે ભાવ થાય અત્યારે આમ તો પંદર રૂપિયા લેખે લઉં છું હા અને ના એમાં ડ્રાઇવરનું ને એ બધું તમારે પૈસા આપવાના અમે ખાલી આ કિલોમીટરના જે ભાવ ને થાય એ જ અમે લઇ છીએ ડ્રાઇવરને એવું બધું તમારે આપવાનું પાર્કિંગ કરાઈએ એ તમારે જે પૈસા પચાસ સો થાય પાર્કિંગના બી તમારે આપવાના અને વચ્ચે ટોલ ટેક્સ આવે એના તમારે આપવાના અને તમારે કેટલા વાગે જવાનું છે દસ વાગે પણ અગિયાર વાગ્યા સુધી મંદિર બંધ થઇ જાયને એટલે તમે એવું હોયને તો આઠ વાગે કે એવાં વહેલાં નીકળો તો શાંતિથી તમારે પહોંચી શકાય હ અને તમારે નોન એસી જોઈએ કે એસી વાળી એસી વાળી જોઈએ છે હા તો એના હા તો એના નવસો રૂપિયા થાય એસી વાળાના સવારે કેટલા વાગ્યાથી જવું છે આઠ વાગ્યાથી અને રાત્રે પાછું ક્યારે આવાનું દસ એક વાગશે હા વાંધો નહીં પણ એનાથી વધારે મોડું નહીં થાયને હા તો એટલે આપણે સવારે વહેલાં નીકળીશું ને તો એ રીતે પહોંચી શકાય કે પાર્કિંગ બી થઈ શકે અને તમારે શાંતિથી દર્શન બી થઈ શકે અને ટેમ્પો ટ્રાવેલ ટ્રાવેલ હા હા ઓકે હા ચલો